તમે કૃષિ વિતરણ કચેરીમાંથી બોલો છો મારું નામ પટેલ વિકા મારું નામ પટેલ જીનલ છે અચાનક અમારા ગામમાં પૂર આવ્યું છે અને તેના કારણે અમારાં ખેતરમાં પાક બગડ્યો છે હવે એના સારું મારે પાક વિમાની જરૂર છે તો તમે એના માટે તમે પાક લેવા વીમા માટે મારે અરજી કરવી છે તો તમે મારી મદદ કરશો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની કે પ્રૂફની મારે જરૂર પડશે હં ફોટા ફોટા આધાર કાડ પાન કાડ ખેતર મારું જ છે ને મારાં નામ પર જ છે તો તેનાં કાગળિયા બી મારી પાસે છે તો અન્ય કોઈ વસ્તુની જરૂર હોય તો મને કહો ને બાકી આટલી વસ્તુ મારી પાસે છે આનાથી કાંઈ વધારે વિગત કે વસ્તુની જરૂર હોય તો તમે મને મદદ કરો